નૃત્યની શરૂઆત મેં ઘણા વર્ષો પહેલાં એટલે કે નાનપણથી જ મને નૃત્યનો એટલો બધો શોખ હતો કે કોઈને ખબર ના પડે કે ઘરમાં એમ થાય કે ભાઈ બધા છે નહીં કોઈ એટલે હું ફટાફટ ફટાફટ પૈસા એવું સોંગ આવતું અથવા ગીત વાગતું રેડિયામાં ત્યારે હું ડાંસ કરી લેતી કેમકે ડાંસનો મને એકદમ આમ ગાંડો શોખ હતો એટલે કે સાવ નાની ઉમરથી આમ કે ને કે આપણા લોહીમાં આવેલું હોય ડાંસ છે એ અને કોઈ કલા છેને એ પચાસ ટકા હું માનું છું ત્યાં સુધી તમારા લોહીમાં ભળેલી હોય છે પછી તે પેંટિંગની કોઈ કલા હોય ડાંસની હોય અભિનયની હોય કે કોઈપણ બીજી કલા હોય તો આ બધી કલા છે એ પચાસ ટકા તમારા લોહીમાં આવે છે એટલે નાની હતી ને ત્યારે ઘરમાં પપ્પાને મમ્મીને કોઈને આ વસ્તુ ગમતી નહીં અને મને છે ને એટલો બધો શોખ તો છાનામાના છાનામાના ગીત વાગતા હોય તો બાથરૂમમાં હોય ત્યારે ડાંસ કરી લેવાનો ફળિયામાં હોય ત્યારે ડાંસ કરી લેવાનો રસોડામાં રસોઈ કરતાં હોય ને ત્યારે કોઈ ન હોય જો ગીત ક્યાંક વાગે એટલે ડાંસ કરી જ લેવાનો અને એમાંય ગુજરાતી અમે તો એટલે ગુજરાતી લોકોને તો કેવું હોય કે ગરબા છે એ ગરબા તો આમ એમ કે ને કે અડધી રાતે નિંદરમાંથી કે તમને સંભળાય કે ઢોલ વાગ્યા એટલે ગમે તેમ કરી અને ગરબા કરવા પહોંચી જવાનું અને ગરબા અને એક નૃત્ય જ છે એ એક કલા જ છે તો એની અંદર પણ એવો ગાંડો શોખ હતો કે ખાલી ટીવીમાં જોઈ અને ટીવીમાં એના બધા સ્ટેપને બધું જોઈ લઈ અને પછી ટીવી ચાલુ કરી અને સાથે સાથે ઘરની અંદર જ અમે લોકો એક જ રૂમ હતો અને રૂમમાં પણ અમે એમ કે ને કે રમી લેતા અને ડાંસ છે એ આવી રીતના નૃત્ય ધીમે ધીમે ધીમે ધીમે અલગ અલગ કથક છે કે ભરતનાટ્યમ છે આવું બધું શીખવાનું શોખ હતો પણ અત્યારે પરિસ્થિતિ એટલી બધી નહોતી સારી કે ભઈ અમે લોકો ફીસ ભરીને કોઈ ક્લાસિસમાં જઈ શકીએ એટલે અમે લોકો છે ને ઘરે જ આવી રીતના કોઈપણ ટીવીમાં ને એવા પ્રોગ્રામ આવતા અને કોઈ હિરોહીન શિખડાવતી હોય કોઈ કોડિયોગ્રાફર શિખડાવતા હોય કે કોઈ ગમે ત્યાંથી શીખવા મળતુંને તો ગમે એમ કરીને બસ શિખતા ખરી એટલે ધીમે ધીમે ધીમે ધીમે આને અમે એક કે ને કે આગળ ધી પ્રોફેશનલ અમે એક પોતાનું એક કલા બનાવી અને અત્યારે અમે લોકો ઘણા બધાને શિખડાવી પણ છી અને રાસ ગરબામાં તો માહિર જ છી કે જે ગુજરાતીઓ હોવા જોય અને દર વર્ષે એક જ તહેવારની રાહ જોતાં હોય અને એ છે નોરતા અને નોરતામાં જે રાસ કરવાની ને ગરબા કરવાની જે મજા છે જે નૃત્ય કહી શકીએ આપણે એને એક કલા કહી શકીએ એ કલાનું આપણે જે છે એ અભિનય કરી શકી એવી સરસ મજાની તહેવાર અને એવી સરસ મજાનો સમય અત્યારે આવે છે તો એના માટેની શરૂઆત મેં ખૂબ જ નાનપણથી કરેલી હતી